ગુજરાતની સંસ્કૃતિની વાત કરીએ તો તે બહારની સંસ્કૃતિથી ખાસ પ્રભાવિત નથી થઈ કારણ કે ગુજરાતની પોતાની સંસ્કૃતિમાં રાસ ગરબા ડાંડિયા રાસ વગેરે ખૂબ જ સારી રીતે વિકસિત થયેલ છે અને જે ઘણાં વર્ષોથી ગુજરાતની સંસ્કૃતિ સાથે જોડાયેલાં છે અને એની ઓળખાણ જ ગુજરાતની સંસ્કૃતિ તરીકે થયેલી છે